ગુજરાતી શૈક્ષણિક પ્રણાલી ઘણા વર્ષોથી વિકસિત થઈ છે અને એમાં વિવિધ સ્તરો છે હાલની શૈક્ષણિક પ્રણાલીમાં પ્રાથમિક શિક્ષણમાં ધોરણ એકથી આઠ સુધીનો અભ્યાસક્રમ આવરી લેવાય છે આ સ્તરે વિદ્યાર્થીઓને પાયાના વિષયો જેવા કે ગુજરાતી અંગ્રેજી ગણિત વિજ્ઞાન અને સમાજ શાસ્ત્રનું મૂળભૂત જ્ઞાન આપવામાં આવે છે આ તબક્કામાં બાળકોને શિખવવાની પ્રાથમિક કૌશલ્ય વિકસાવવા પર ભાર મૂકવામાં આવે છે માધ્યમિક શિક્ષણમાં ધોરણ નવ અને દસનો સમાવેશ થાય છે આ તબક્કામાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન ગણિત સોશિયલ સાયન્સ અને ભાષાઓનું ઊંડાણપૂર્વક શિક્ષણ આપવામાં આવે છે ધોરણ દસના અંતે વિધ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસે છે જેનું પરિણામ એમના ભવિષ્યના અભ્યાસ અને કારકિર્દી માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ધોરણ અગિયાર અને બારનો સમાવેશ થાય છે આ તબક્કામાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વાણિજ્ય અથવા કલા સ્ટ્રીમ પસંદ કરવાની જરૂર હોય છે આ સ્તરે વિશિષ્ટ વિષયોની ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવામાં આવે છે ધોરણ બારના અંતે વિધ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસે છે જેનું પરિણામ એમના ઉચ્ચ શિક્ષણ માટે મહત્ત્વપૂર્ણ છે ઉચ્ચ શિક્ષણમાં બેચલર માસ્ટર અને ડૉક્ટરેટ પ્રોગ્રામનો સમાવેશ થાય છે વિદ્યાર્થીઓની રુચિ અને કારકિર્દીના લક્ષ્યો અનુસાર વિવિધ પ્રવાહોમાં પ્રવેશ મેળવી શકાય છે ગુજરાતમાં વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજ દ્વારા ગુણવત્તાવાળું ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે ગુજરાતી શાળાઓમાં શાળા બોર્ડ અથવા રાજ્ય બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ અભ્યાસક્રમને અનુસરીએ છીએ ધોરણ એકથી બારના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષા અંગ્રેજી હિન્દી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો સમાવેશ થયેલ છે ઉચ્ચતર માધ્યમિક સ્તરે વિદ્યાર્થીઓની પસંદગી મુજબ વિવિધ વૈકલ્પિક વિષયોનો સમાવેશ થાય છે જેમ કે ફીઝીકસ કેમેસ્ટ્રી બાયોલોજી એકાઉંટન્સી બિઝનેસ સ્ટડીસ ઈકોનોમિકસ ઇતિહાસ ભૂગોળ વગેરે આ ઉપરાંત વિદ્યાર્થીઓને સહઅભ્યાસિક પ્રવૃતિઓ અને સ્પોર્ટ્સમાં પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે શિક્ષણ સમાજના વિકાસમાં અને વ્યક્તિગત પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે શિક્ષણના માધ્યમથી વિદ્યાર્થીઓને સ્વતંત્ર વિચારધારા અને કૌશલ્ય વિકસાવામાં પ્રોત્સાહિત કરવામાં આવે છે ગુજરાતી શૈક્ષણિક પ્રણાલી બાળકોને સારું શિક્ષણ અને કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ મદદ કરે છે જેનાથી તેઓ ભવિષ્યમાં સફળ થઈ શકે છે